હેલો ઉબરમાંથી બોલો છો મારે એક મોટી કાર બંધાવી છે જે જે અમે અમારા પરિવારના મેમ્બર અને મિત્રો સાથે પ્રવાસમાં જઈ શકીએ તો અમે સાપુતારા અમે જવા ઇચ્છીએ છીએ તો એના માટે એક મોટી કાર અમને જોઈએ છે તો તમે અમારું ઘરનું એડ્રેસ લખી લો અને અમારું એડ્રેસ છે અડાજણ ગામ સુરત અને તમે કેટલા વાગે હાજર રહેશો તે અમને જરાક કોલ કરીને બતાવજો અને અમારી બિલ્ડિંગનું નામ છે ગ્લોબલ વ્યૂ તો તમે એ અમ અમારે બધા ઘરના મેમ્બર અમે તેમાં સમાઈ શકીએ અને આસાનીથી અમે એ ટ્રાવેલિંગ કરી શકીએ એના માટે તમે અમે કુબેર બંધાવી છે તો તમે અમને જરાક ફોન કરીને જણાવશો